હાલો અમેઝોન કસ્ટમર કેરથી વાત કરો છો હું સુમિત બારોટ વાત કરું છું મેં આપની મોબાઇલ એપ દ્વારા બોયા બી વાય એમ્વન પ્રો બાયો ડાયરેક્સનલ માઈક ઓડર કરેલું અને એ ગઈકાલે મને મળી ગયું છે આ બોયા બી વાય એમ્વન પ્રો માઈક માટે મારે આપને જણાવવાનું છે કે પ્રોડકટ નું પેકિંગ ખૂબ જ સરસ હતું પરંતુ સ્પેસિફિકેસન પ્રમાણે આ માઈક નથી ક્વોલીટી જોવા જઈએ તો આ ખૂબ જ ખરાબ રીતે વોઈસ રેકોડીંગ કરે છે ખૂબ જ નોઈસ આવે છે હું ઓનલાઈન યુટુબ માટેનાં વિડીયો રેકોર્ડિગ માટે ખાસ આ માઈકનો ઓડર કરેલો પરંતુ મારી પાસે આવેલું આ માઈક મને સંપૂર્ણ રીતે સેટીસ્ફાઈડ નથી કરી રહ્યું હું આ માઈક બદલવા માટે કે પરત કરવા માટે આ કોલ કરેલો છે આ માઈકની ગુણવત્તાનું અગર મારે રેટિંગ આપવાનું થાય તો દસમાંથી હું ચારનું જ રેટિંગ આપીશ આ પ્રોડકટને લઇને હું આપને મારો ખરાબ અનુભવ દર્શાવું છું